હલો હા સા હં હં બરાબર તમને અહીં આગળ શહેરમાં સિઝનના ચેંજને લીધે કંઈ થતું હશે હં હં હં હં હં હા હા

ઓકે હા મને એમ લાગે છે કે તમે જઈ આવો તમે અહીં આગળ રહેશો ને તો અહીં આગળ સિઝન બદલાય છે અને સિટીમાં ધુમાડોને એવું બહુ થાય એટલે તમને વધારે પ્રોબલમ થતો હશે તો સાપુતારાને એવું તમે જઈ શકો પણ તમારે ત્યાં ખૂબ ધ્યાન રાખવું પડશે તમારું ત્યાં જઈને કંઈ આડું અવળું નહીં ખાવાનું અને પોતાનું ધ્યાન રાખવાનું હા અને તમે જે અમુક દવાઓ જો તમને ખબર છે તમે લેતા હો છો એ બધી લઈ જવાની હેને હ કંઇ બી થાય મને ફોન કે કોઈ બીજા ડૉક્ટરને કરી દેવાનો

સારું હા